હું બી ગાયનમાં મને ખૂબ જ મન છે અને હું બી ગાયન શીખવા માટે સ્વરમ એકેડમીએ જાઉં છું અને મને ભવિષ્યમાં લતા લતા મંગેશકર જેવી મોટી ગાયન બનવું છે અને મારું સિંગિંગમાં ગાવાની ઈચ્છા નાનપણથી જ હતી અને ઈચ્છા હવે પૂરી થઈ છે અને હું સાથે સુગમ સંગીતની પણ તાલીમ લઈ રહી છું અને ભવિષ્યમાં મને લતા મંગેશકર જેવું સારાં ગીતકાર બનવું છે અને સારાં ગાયનો ગાવાં છે અને